મારા ઘરની બાજુમાં જ ઘણી બધી હોટૅલો ગેસ્ટ હાઉસો તેમજ અન્નક્ષેત્રો પણ આવેલાં હોય છે જયારે હોટૅલની વાત કરવામાં આવે તો ત્યાં લોકોને ભાડાં પેટે રાખીને રૂમ આપવામાં આવે છે ત્યાં ખાવા પીવા રહેવાની નાહવાની તથા ફ્રેશ થવાની પણ ખૂબ જ સારી એવી સગવડતાઓ હોય છે જયારે ગેસ્ટ હાઉસની વાત કરવામાં આવે તો ત્યાં ફક્ત રહેવાની અને નહાવા ધોવાની સુવિધાઓ આવે આપવામાં આવે છે જયારે અમારા ઘરની આજુબાજુમાં અન્ન ક્ષે અન્નક્ષેત્રો પણ આવેલાં છે જ્યાં ગરીબ ગરીબ લોકો હોય નીરાધાર લોકો હોય દિવ્યાંગ લોકો હોય અંધ અપંગ કોઈ ચાલી શકતાં ન હોય તેવાં લોકો માટે પણ ભોજન વ્યવ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે તે નિઃશુલ્ક રીતે કોઈ પણ રૂપિયાનો ચાર્જ લીધા વિના તદ્દન મફત તે લોકોને જમાડવામાં આવે છે જેમાં દાળ ભાત શાક રોટલી મિષ્ટાન ફરસાણ જેવી વાનગીઓ આમાં આવે છે સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ઘણી સંસ્થાઓ એવી હોય છે જ્યાં નિઃશુલ્ક રહેવા જમવાની સુવિધાઓ આપવામાં આવે છે આવી ઘણી બધી જગ્યાઓ અમારા હળવદમાં પણ છે જ્યાં ચાર્જેબલ પૈસાથી અને નિઃશુલ્ક રીતે પણ લોકો રહી શકે છે